મને સફરમાં સફર દરમિયાન જો કોઈ વાહન વ્યવહારનો ઉપયોગ કરવાનો થાય ને તો સૌથી વધારે મને બાઈક જ પસંદ છે હું ગમે ત્યાં જઉ જેમ કે હું પાવાગઢ છે સાળંગપુર છે ગાં અમરનાથ છે હું બાઈક લઈ લઈને જ વધારે સફર કરવાનું પસંદ કરું છું સફરમાં જો ટ્રેન ટ્રેનની મુસાફરી સારી છે બસ છે કોઈ સારી જગ્યા કોઈ દૂર જવાનું હોય તો હેલિકોપ્ટર છે બોટનો ઉપયોગ કરી શકો છો અને યાદગારમાં તો એવું છે કે હું અહીંયાં ચોમાસાની ઓલામાં પાવાગઢ ગયો તો બાઈક લઈને તેમાં ધીમો ધીમો વરસાદ આવતો હોય ઝરમર ઝરમર વરસાદ આવતો હોય પાણી આપણા ઉપર પડતું હોય વૃક્ષો લીલાછમ હોય અને પછી તમે તેની અંદર બાઈક લઈને ટ્રાવેલિંગ કરતા હોય સફર આનંદ લેતા હોય તો તમને કેવી મજા આવે અને એનાથી પણ સારું જો તમે બસમાં કે રેલવેમાં જતા હોય અને જો તમે અંદરથી આમ પહાડો વચ્ચે જો રેલવે જતી હોય તો તમને મુસારીક ફરી કરવામાં કેવો આનંદ આવે